ટેકનોલોજી અને કમ્પ્યુટર વિશે શીખવતા ઘણા કોર્સ માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે અને આમાં આપણે જુનાગઢમાં લોકલ કોર્સની વાત કરીએ તો એમાં છે ત્રિપલ સી મોટે ભાગે સ્કૂલમાં ત્રિપલ સી કોર્સ શીખવવામાં આવે છે હવે આ ત્રિપલ સી કોર્સ વિશે વાત કરું તો તેમાં કમ્પ્યુટર કેવી રીતે ઓપરેટ કરવું તેના અલગ અલગ ટૂલ્સ એન્ડ ટેકનિક વિશે જણાવવામાં આવે છે જેમાં વર્ડ એક્સેલ પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશન જેવા અલગ અલગ એમએસના સાધનો વિશે શીખવવામાં આવે છે ત્રિપલ સીમાં કમ્પ્યુટર કેવી રીતે સ્ટાર્ટ કરવું અને કમ્પ્યુટરમાં અલગ અલગ કેટલી શોર્ટકટ તથા કી આવેલી છે જેમકે ન્યુમેરિક છે એરો છે આવી બધી અલગ અલગ કી વિશે જણાવવામાં આવે છે આ કી વિશે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર વિશે કેટલું નોલેજ છે તે જાણી શકાય છે અને આ સિવાય વર્ડમાં કેવી રીતે લખવું કેવી રીતે તેને ફોર્મેટિંગ કરવું તેમાં ફૉન્ટ ક્યા ક્યા ફૉન્ટ આવેલા છે તમે કઈ કીથી કઈ ક્યારે શું કરી શકો છો કોપી કેવી રીતે કરવું પેસ્ટ કેવી રીતે કરવું અને આ બંનેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે શોર્ટકટ કી જણાવવામાં આવે છે આ સિવાય વાત કરીએ તો એક્સેલ મોટે ભાગે દુકાનોમાં અથવા શોપોમાં તમે જોવો તો તેના જે બિલ જે બનાવવામાં આવે છે તે એક્સેલમાં બનાવવામાં આવે છે અને એક્સેલ પર તમે ડેટાઓનું આરામથી એનાલિસિસ કરી શકો છો આ સિવાય તમે પ્રેઝન્ટેશન માટેના જો ટૂલ્સ અને ટેકનિક વિશે વાત કરું તો એ છે એમએસ પાવરપોઈન્ટ એમએસ પાવરપોઈન્ટમાં તમે સ્લાઈડ થ્રુ તમારી ઈન્ફોર્મેશન બીજાને આપી શકો છો જેમકે સ્કૂલ કોલેજિસ અને બિઝનેસીઝમાં અલગ અલગ સ્લાઈડ થ્રુ પ્રેઝન્ટેશન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તથા બિઝનેસમેન આ સ્લાઈડનો સારી રીતે ઉપયોગ કરે છે જેનાથી તે લોકોને માહિતગાર કરે છે અને આ વસ્તુ થોડી પ્રોફેશનલ લાગે છે સ્કૂલોમાં મોટે ભાગે આ બંને કોર્સ કરાવામાં આવે છે આથી વિદ્યાર્થીઓને બેઝિક કમ્પ્યુટર નોલેજ વિશે જાણકારી મળે છે અને આ માહિતી તે લોકો માટે ખૂબ ફાયદાકારક હોય છે